મને જે નંબર યાદ છે તે એકસો એક પાંચસો બે આઠસો ત્રણ એક હજાર દસ અને દસ હજાર જે આંકડો